હા બોલો હા પોલીસમાંથી કંપલેન આવી છે કે તમે તમારી ગાડી કોઇની સાથે ઠોકાઈ છે તમે એક વકીલ તરીકે આવી શકશો ના ના એ લોકો એમ કહે છે કે તમે જ ગાડી તમારી જ દ્વારા જ ઠોકાઈ છે એમ ના ઘરે જ છું ના ફોન આવ્યો હતો હં હં હં હં હં હં ઓકે

હા હા

હા હા હા હા હા ઓકે થેન્ક યુ